ગુજરાતમાં ન્યાય અને સમાનતાને પ્રોત્સાહન આપવા માટે કાનૂની સંસાધનો ઉપલબ્ધ તો છે પણ કાનૂની સંસાધનોને જો માનીએ તો તે મહત્વના છે બાકી તકો અને વિવિધતાઓ બધી જગ્યા એ રહેલી છે પણ આજે આપણને ખબર છે જાતિવાદના કારણે ઘણા બધા સારા સમાજના લોકોને અન્યાય થાય છે અને આપણે જોવા જઈએ તો કેવી વાત છે કે જે સારા સમાજના સ્વરણો બ્રાહ્મણો પટેલો વા વગેરે લોકોને તેના માટે નુકશાન થાય છે અને અને સામાન્ય કોમના લોકો ઓછા પરસેન્ટેજ ઓછા માર્કે પણ તેઓ સરળતાથી સારી જોબ મેળવી શકે છે આજે અમારા કાકાના કહેવા મુજબ એમના ડિપાર્ટમેન્ટમાં બધાજ એમના સાહેબો છે તે બધાજ સામન્ય જાતિના છે કારણ કે તે લોકોની સીટો અલગ રિઝર્વ હોય છે એટલે તેમના કરતાં ઓછુ ભણેલા લોકો આજે તેમના સાહેબો બની ગયા છે એટલે આ તકો ખેરેખર સમાન ન કહી શકાય અને આ આ વાત છેને એ ધીરે ધીરે ધીરે ધીરે ધીરે સમાજમાં ઘર કરી જાય છે તેથી જે સારું ભણે તેને સા સા તેને સારો હોદ્દો મળવો જોઈએ અને ભણવા માટે કદાચ વ્યવસ્થા ના હોય તો તેને સ્કોલરશીપની વ્યવસ્થા કરો રૂપિયાની વ્યવસ્થા કરો બધી જ વ્ય બધી જ વ્યવસ્થા પણ પરસેન્ટેજ તો તેને સમાન જ લાવવા પડે ટકા તો બધાના બધાના સરખા હોય તે પ્રમાણે જ અડ્મિશન મળવું જોઈએ આ વાત એટલી સહજ છે તે ખરેખર જોવું જોઈએ પણ તે વાતનો અમલ આજના રાજકરણીઓ સરળતાથી કરી શકે નહિ કારણ કે તેમને તેમની વોટ બૅંક સાંભળવી પડે